લોકો જ્યારે પહેલી વાર ચિત્ર દોરવાનું સરૂ કરે છે ત્યારે સામાન્ય ભૂલ એ કરતાં હોય છે કે એ પહેલાં જ બધી લાઈન ઘાટી કરી નાખે છે એવું ન કરવાને બદલે સૌ પહેલાં આછી લાઈન કરો અને ફાઈનલી તમને એવું લાગે કે હવે બરાબર ચિત્ર બની ગયું છે પછી જ બધી લાઈન ઘાટી કરો અને એક સારા કલાકારો બનવા માટે રોજની એકથી બે કલાક પ્રેક્ટીસ કરવી જરૂરી છે તો તમે સારું ચિત્ર બનાવી શકો